જૂના મોબાઈલ ફોન અટલે નોકીયા અને સ્માર્ટફોન તફાવત તો ખરો જ પહેલાંના નોકીયા ફોનમાં તો ખાલી હાય હેલો થતું હતું હવે તો આપણે સ્માર્ટફોનમાં તો બધી જ તક અંદર સુવિધાઓ હોય છે આપણે નેટ વિડીયો વ વોટશૉપ કોલ કરી શકીએ વોટશૉપ કરીએ ફેસબુક હોય અને આપણે આપણા પેરન્ટ્સો બી અરે આપણા પેરન્ટ્સ હોય તેની સાથે બી આપણે વિડીયો કોલ કરી શકીએ બહાર આપણા દીકરાઓ ભણવા ગયા હોય અમેરિકા કે લ લંડન કશે પણ તો બી આપણે એમની સાથે વિડીયો કોલ કરી શકીએ અને આપણે ગૂગલ યુઝ કરી શકીએ સ્માર્ટફોનમાં ઘણી ઘણી સગવડો હોય છે હવે આપણે તો યુટ્યુબનો બી સહારો લઈએ અને આપણે તો હવે જે કંઈ બને જમવાનું બી બનાવાનું હોય કોઈ બી રેશિપી તો આપણે ગૂગલ થકી યુટ્યુબ થકી આપણે કોઈ બી રેસિપી સહેલાઈથી બનાવી શકીએ એટલે ગૃહિણીને તો હવે મજા જ મજા છે પેલા તો શું રોજ રોજ આપણે શું બનાવીએ શું બનાવીએ હવે તો મન થાય કે ભાઈ આ વસ્તુ બનાવું છે કોઈ બી પંજાબી આઈટમ કે કોઈ બી ચાઇનીઝ તો આપણે તરત જ યુટ્યુબ પર જઈએ કે ગૂગલ પર જઈએ એટલે આપણને તરત જ રેસિપી મળી જાય અને ઘરના લોકોને બી મજા મજા આવી જાય ખાવાની હવે તો પહેલાં તો થેપલા બનાવી દેતા કે ભાઈ ઢોકળા બનાવતા હવે તો આપણે ગુજરાતી ગૃહિણીઓ ખૂબ જ બધું રેશિપી જોઈને બધી ટ્રાય કરતા હોય છે યુટ્યુબ પર જોઈને અને હવે તો પહેલાંના લોકોના પહેલાં જમાનાની ડોસીઓ બી હવે તો સ્માર્ટફોન વાપરતા થઈ ગ્યા છે અને ટચસ્ક્રિન કહો તો વાપરે બધા એ ટચસ્ક્રિન બી મિકે મજા જ ઓર હોય છે અને હવે તો બધામાં આપણે નંબર બી યાદ નહિ રાખવાના આપણા બધા નંબર સેવ કરી દીધા હોય આલ્ફાડેટ પ્રમાણે એટલે કોઈને બી આપણે ફોન કરવો હોય તો આપણે ખાલી ટચસ્ક્રિન કરીએ એટલે આપણો મોબાઈલ શરૂ થઈ જાય એટલે ઘણી મઝા હોય છે ને અને આપણે સીમ કાર્ડ તો આપણો બીએસેનેલ જ બીએસનલ એટલે બીએસનલ કશે બી આપણું નેટવર્ક પકડે બીએસનલ તો અરે અમે તો એક વાર વૈષ્ણોદેવી ગયેલા ત્યાં બી એ નેટવર્ક પકડાયેલું એટલે બીએસેનલ એટલે બીએસેન અમે તો આખા વરસનું ઇન્ચાર્જ રિચાર્જ કરાવી દઈએ બીએસેનલનું હા એટલે બીએસેનલ ઈઝ ધી બેસ્ટ